સ્વ મદદ જૂથ એ ખુબ જ સારો વિચાર છે સ્વ મદદ જૂથ એટલે કે ઘણાં બધાં વ્યક્તિઓ અથવા થોડાંક વ્યક્તિઓ એકસાથે આવી ને એક ધંધો ખોલે કંઈક નવી શરૂઆત કરે જ્યારે કોઈપણ એક વ્યક્તિ કોઈ એક ધંધો ખોલવો હોય ત્યારે તેને ઘણાંબધાં રોકાણની જરૂર પડે છે હવે આ રોકાણ કરવા માટે તેની પાસે પૈસા હોય અથવા ન પણ હોય તેણે લોન લેવી પડે છે તેની ચૂકવણી પણ એણે પૂરેપૂરી પોતે જ કરવી પડે છે જ્યારે કે જો તમે સ્વ મદદ જૂથમાં એક ધંધો ખોલો તો તમારા જૂથના દરેક વ્યક્તિના ભાગે સરખા પ્રમાણમાં સરખા પ્રમાણમાં રોકાણ આવે છે દરેક વ્યક્તિ પોતાનો ભાગ આપે છે રોકાણમાં હવે આથી આથી કોઈ એકના એક વ્યક્તિના માથા પર પૂરેપૂરો ભાર આવી જતો નથી અને એ ધંધામાં પણ ખૂબ જ ફાયદો થાય છે જ્યારે ઘણાં બધાં વ્યક્તિ વ્યક્તિઓનો સાથ હોય ત્યારે બધાંના વિચારો જુદાં જુદાં હોય છે બધાં પોતપોતાના વિચારો રજૂ કરીને ધંધાને આગળ વધારી શકે છે આપણા દેશમાં ઘણાંબધાં એવાં સ્વ મદદ જૂથોના ઉદાહરણ છે અને જેમકે આ આપણે વાત કરીએ તો આપણા પપ્પાઓના સૌથી ફેવરેટ પાપડ જે છે તે લિજ્જત પાપડ લિજ્જત પાપડ એ કોઈ એક વ્યક્તિની દેન નથી એ એક સ્વ મદદ જૂથની જ દેન છે જેની શરૂઆત સા આઠ બહેનોએ કરી હતી જેમાં જસવંતી બેન પોપટ પાર્વતી બેન થોડાણી દિવાળી બેન લુકા બાનો બેન કના ઊજ ઊજમ બેન કુંડાણી જયા બેન વિઠલાણી લાગુ બેન ગોકાણી આ બહેનોએ આ લિજ્જત પાપડની શરૂઆત કરી હતી અને આજે આપણને ખબર જ છે કે લિજ્જત પાપડ કેટલા વખણાય છે આખા ભારતમાં લિજ્જત પાપડ સિવાય કોઈને કોઈ પાપડ ભાવે નહીં તેમજ ટાટા ગ્રૂપ એ પણ એક સ્વ મદદ જૂથનું જ ઉદાહરણ છે તો સ્વ મદ મદદ જૂથથી જે રીતે લિજ્જત પાપડે કર્યું તે રીતે આપણે મહિલાઓને સશક્તિ સશક્ત બનાવી શકીએ છેએ મહિલા રોજગાર આપણે આગળ વધારી શકીએ છે કારણ કે મહિલાઓમાં પોતાના ઘરમાં ઘણીબધી કલાઓ હોય છે તેમની રસોઈની કલા ખૂબ જ સારી હોય છે જેમકે ઘણી મહિલાઓને પાપડ બનાવતાં આવડ આવડતાં હોય છે ઘણી બધી જાતના અથાણાં બનાવતાં આવડતાં હોય છે પણ એ વસ્તુને તેઓ પોતાના ઘર સુધીજ સીમિત રાખે છે હવે તેન તેમને ખબર નથી હોતી નથી હોતી કે આ વસ્તુ અમે આગળ પણ વધારી શકીએ આ વસ્તુનો અમે ધંધો પણ કરી શકીએ કારણ કે આજે આપણે બજારમાં જોઈએ તો ઘણાં બધાં ઘણાં બધાં અથાણાંઓ મળે છે પાપડ મળે છે જેમની કોલેટી એટલી સારી હોતી નથી જેટલી આપણે ઘરની કોલેટીના અથાણાં હોય હવે જો આપણે ઘર જેવા અથાણાં બજારમાં મળતા હોય તો શહેરના લોકો માટે કેટલું સારું પડે એ વસ્તુ ગામના જે મહિલાઓ હોય છે તેમને ખબર હોતી નથી હવે જો આ સ્મ સ્વ મદદ જૂથો એ ગામની મહિલાઓને સશક્ત બનાવે તેમને તેમને જો પોતાના જૂથમાં સામેલ કરે અને તેમને પ્રોત્સાહન આપે કે તમે અથાણાં બનાવો અને અમને આપો અમે તમારા અથાણાં વેચીશું તેનાથી તમને પૈસા મળશે તો તેમનો રોજગાર પણ થઈ જાય તેમના ઘરને મદદ પણ થઈ શકે તેમનું ઘર પણ સારું ચાલવા માંડે આ રીતે આપણે સ્વ મદદ જૂથોનો ઘણી સારી રીતે ઉપયોગ કરી શકીએ છે તેથી સ્વ મદદ જૂથ એ મહિલા શસ સશક્તિ કરણ માટે એક ખૂબ જ સારો વિચાર છે